ટિકીટો છે એ આપણી એક ઓળખ છે આપણા જે રાષ્ટ્રીય જે નેતાઓ છે એની ટપાલ ટિકીટો બહાર પાડવામાં આવે એને માન મળે સન્માન મળે એના દ્વારા આપણે ટિકીટોને પણ મુલ્યાંકન આપણે કરી શકીએ એ જ રીતે સિક્કાઓ જે તે સમયમાં મુઘલ વંશ છે સલ્તનત યુગ છે કે એવા એવા જે યુગો થઇ ગયા જે એ સમયના ગુપ્ત વંશ એવા બધા એના પણ સિક્કાઓ બ એના યાદીમાં કોઈ રાજા વિજય મેળવે તો એની યાદીમાં સિક્કાઓ પણ બહાર પાડવામાં આવતા હતા સિક્કાઓ દ્વારા એ રાજાની યાદી રહેતી અને એ સિક્કાઓ એનાં ચલણમાં આવતા અને એનો સંગ્રહ કરવો ખડકોનો સંગ્રહ કરવો ખડકોનો સંગ્રહ કરવાથી પણ આપણા વૈજ્ઞાનિકો એ કયા કાળ ખંડમાં ઘટના બની છે એની માહિતી એને મળે છે અને એનું શૈક્ષણિક મૂલ્ય એ છે કે આપણો જે વારસો હતો એને જાણવાની આપણને તક મળે છે કે આ બધા દ્વારા ટિકીટ છે સિક્કા છે કે ખડક છે એનું મૂલ્ય છે એમને શિક્ષણમાં ઉપયોગી થાય આવનારી પેઢીને પણ તેની માહિતી મળે એના દ્વારા એ બાળકને પણ આપણે એ સમજ આપી શકીએ અને તેમાંથી એ આપણને એ શીખવા મળે કે આપણો જે પુરાતન વારસો હતો એ અમૂલ્ય હતો અને અલૌકિક હતો